મારા મતે સૌથી વધી શક્તિશાળી અને શક્તિશાળી વસ્તુની વાત કરીએ તો મારા મતે એ છે કે લોકોને સાંભળવાની અને તેમને સમજાવવાની જે મારા અંદર કલા છે એમાં એ મારા મત પ્રમાણે બહુ સારી છે હું લોકોને સાંભળું છું અને એમને જરૂર હોય તો એવા સૂચનો આપું છું એમને માર્ગદર્શન આપું છું અને બીજી વાત કરીએ તો નબળાઈની તો મારામાં એક વાત એવી છે કે હું કામ કરવાના પ્રત્યે થોડી આળસ રાખું છું અ જે કામ સમય પ્રમાણે કરવાનું હોય સમય સમયગળાના દરમિયાન કરવાનું હોય એ હું થોડું સમયનો બરાબર રીતે ઉપયોગ કરતો નથી એટલે આળસ એ મારા માટે બહુ મોટી નબળાઈની વસ્તુ છે